મારા મતે ભાષાનું ભવિષ્ય માટે સંવર્ધન અને જાળવણી કેવી રીતે કરી શકાય છે હવે ગુજરાતી ભાષા એક એવી ભાષા છે કે જે વેલ નોન બધાને ખબર હોવી જોઈએ અને સારી ભાષા છે જેનાથી આપણે કોઈ પણ કોઈ પણ વસ્તુને આપણે હલ કરી શકીએ છીએ કોઈ પણ પ્ર મુશ્કેલીને ગુજરાતી ભાષાને તમે સાચવી રાખવા માટે કોઈ એના સ્પેશિફિક બુક્સ બનાવી જોઈએ બુક્સ છે એનું વ્યાકરણ છે ગુજરાતીનું કે કયો એની તળપદી ભાષા છે કે ગુજરાતીમાં બધી વસ્તુ જે આપણને અત્યારે ઉપયોગનું છે તે જાળવણી કરવી જોઈએ તેના કોઈ અ છે કે ત્યાં એની તેને રાખવી જોઈએ જેથી તે આવ આવનારી જે પેઢી છે જેમાં ગુજરાતી ભાષામાં વધારેમાં વધારે